હલો હા રોડ કોન્ટ્રાક્ટર બોલો છો હા તો મારા ધરમપુર ગામની હું બોલું છું તો અમારા ગામમાં આગલો અને પાછલો રોડ ખરાબ થઇ ગયેલો છે તો તમે કયારે જોવા આવશો

હા હા બ્લોક નાખી આપશો કે ડામરવાળો હા સારું